ભારતને આઝાદી અપાવવામાં ઘણાં બધાં આપણે આઝાદી મેળવવા માટેના લડવૈયા જેને આપણે બંધારણના ઘડવૈયા પણ કહી છીએ એવાં ઘણાં બધાં લોકોનો મહત્વનો ફાળો રહ્યો છે એવાં આપણા મહત્વના ઘડવૈયાઓ જોવા જઈએ તો એ છે ગાંધી બાપુ સરદાર વલ્લભભાઈ પટેલ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ લાલા લાજપતરાય ઝાંસીની રાણી ઘણાં બધાં લોકો એવાં છે કે જેમણે આપણને અંગ્રેજોની જે ગુલામી હતી એમાંથી મુક્ત કરાવ્યા છે ઘણાં બધાં એવા પ્રસંગો ઘણી બધી એવી ચળવળો કે જેમાં આપણે જોઈ કે આપણે જે અંગ્રેજોની જે ગુલામીમાંથી મુક્ત થવા માટે ઘણાં બધાં પ્રયત્નોને ઘણી બધી મુશ્કેલી વેઠવી પડી હતી તો એ સમયે સૌથી અગત્યનો ફાળો આપણે જોવા જઈએ તો કે ગાંધી બાપુ કે જે આપણને સારી એવી શીખ આપતા સ્વચ્છતા માટે આપણને સમજાવતા કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણે નારાજગી અથવા તો ઘૃણાનું વાતાવરણ ન રાખવું તેઓ જાતે અહિંસાના પૂજારી હતા તેઓ માનતા કે કોઈ વ્યક્તિને મારવા કરતા આપણે તેને કંઈક કહીને સમજાવી શકીએ એમ જ આપણને એમણે અંગ્રેજોની જે ગુલામી હતી એમાંથી મુક્ત કરાવ્યા છે એવો એક બનાવ આપણે જાણતા હોય તો જે ચૌરીચોરાના આંદોલન સમયે જે બન્યો હતો એ કે જેમાં ઘણાં બધાં આપણા જે બંધારણના જે લડવૈયા છે એમણે ઘણો મોટો મહત્વનો ભાગ ભજવ્યો છે ઘણી બધી એવી લડતો કે જેના વિશે આપણે જાણતા હોય અંગ્રેજોમાં અંગ્રેજોની ગુલામીમાંથી આપણને મુક્ત કરવા માટે ઘણાં બધાં એવા પ્રસંગો આપણે જોયા પછી બીજું આપણે જોયું કે જે મીઠાનો કાયદો છે મીઠા પર જ્યારે મીઠું આપણે જાણતા હોય કે જે આપણા રસોઈનો મહત્વનો એક ભાગ છે જે આપણે કોઈ પણ વાનગી બનાવવી હોય તો મીઠું આપણા માટે પહેલી એક એવી જરૂરિયાત કહેવાય કે જેના વગર કોઈ વાનગી ન બની શકે તો એ સમયે મીઠા પર લાગેલો જે કર હતો એને હટાવા માટે ગાંધી બાપુએ દાંડીકૂચ કરી હતી મીઠા પર જે કાયદો લાગેલો હતો કર લાગેલો હતો મીઠું આપણે જાણતા હોય કે દરેક વ્યક્તિનો રસોઈ બનાવવા માટે કંઈક પણ આપણે બનાવવું હોય તો એના માટે મહત્વની વસ્તુ છે તો એના માટે જે અન્યાયી જકાત નાખી હતી એને હટાવા માટે ગાંધી બાપુએ દાંડીકૂચ કરી હતી અને આ દાંડીકૂચમાં ઘણાં બધાં લોકો જોડાયા હતા એમ જ આપણે બીજું જોઈએ તો ભગતસિંહ ને બીજા ઘણાં બધાં આપણા જહાલવાદી અને મહાલવાદી એવા મવાળવાદી એવાં ઘણાં બધાં નેતાઓ છે કે જેને આપણને અંગ્રેજોની જે ગુલામી છે એમાંથી મુક્ત કરાવા માટે ઘણાં બધાં પ્રયત્ન કર્યા એમની જે હિંસક પ્રવૃત્તિ હતી એમની જે જે જે પણ જકાતની કર નીતિ હતી એમાંથી આપણને મુક્ત કરાવા માટે આપણા જે બંધારણના જે ઘડવૈયા છે બીજા એક એવા આપણા નેતા કે જેને આપણે કહી છીએ સરદાર વલ્લભભાઈ પટેલ જેને આપણે એકતાનું પ્રતીક માનીએ છીએ એમને આપણા જે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓ હતાં એમને એક કરવાનું કામ કર્યું હતું બધાંયને એક બનાવ્યા માટે જ આપણે એમને કહીએ છીએ કે એકતાનું પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલ